અમારા વિસ્તારમાં એલોપેથિક તો ઘણી હોસ્પિટલ અને દવાખાના છે એમાં જે બધી દવા તો મળે છે હોમિયોપેથિક પણ સારી એક સિસ્ટમ છે એ દવાઓ એને આયુર્વેદિક દવા કે જે ધીમે ધીમે અસર કરે છે પણ સારી અસર કરે છે અને કાયમ માટે રોગને મટાડે છે એમાંય ખાસ કરીને આયુર્વેદિક દવાઓ જેઠીમધ છે પછી જીતોપલાદી છે પછી પેટનો દુખાવો હોય તો ઘણી દવાઓ એવી છે કે જે આપણને કાયમ માટે એસિડિટી થઈ હોય તો જીરું લેવું અને એ બધી આડઅસર વગરની અને કાયમ માટેની અકસીર ઈલાજ છે અને બધી વસ્તુ જાણવી આયુર્વેદિક વિષે એ એક પુસ્તક પણ આવે છે એ પણ ઘરે વસાવવા જેવું હોય છે અને એમાંથી જોઈને શું રોગ હોય તો શું વાપરવું એ પણ એમાં લખેલું હોય છે અને એમાંથી એંસી ટકા દવા તો આપણાં કી રસોડામાં જ હોય છે રસોડામાંથી બધી વસ્તુ એવી હોય છે કે જે આપણને ફાયદાકારક હોય છે પછી નગોળનું તેલ છે અને ગુલાબનું આંબળાનું તેલ બનાવીએ છીએ એ એ વાળ માટે એકદમ અકસીર હોય છે કાળા રાખે છે અને વધારો પણ થાય છે ગ્રોથ વધે છે એટલે આ બધું હોમિયોપેથિકથી આયુર્વેદિક છે એ તો આપણે ઘરે જ કરી શકીએ છીએ આને વિષે તો જેટલી જાણકારી રાખીએ અને આપણા વડીલો પાસેથી જાણી ને એનો ઉપયોગ કરીએ તો અત્યંત સારું છે કે આડઅસર નથી અને તમને એ ફાયદાકારક છે અને તમને બધી રીતે યોગ્ય છે પણ એને માટેની એક પુસ્તક પણ આવે છે એ વસાવી લ્યો અને ઘરે રાખો એવું હું કાયમ માટે બધા મિત્રોને અને ઝાયો ભાઈઓને કહું છું એટલે આ આયુર્વેદીકનો ઉપયોગ વધારે કરો એલોપેથિક તો છે જ એ તો ડોક્ટરની સલાહ મુજબ આપણે લઈએ જ છીએ પણ આ બે એવી છે કે જે કાયમ માટે આપણે ઘરે રાખી શકીએ અને આપણા રસોડામાં જ હોય છે તો આનો ઉપયોગ કરો પછી આગળ જઈ એવું હું ઘણી વખત વાંચું છું અને અને એ વાંચન ઘરે પણ કરાવડાવું છું